મારી માનીતી રમત તો ક્રિકેટ છે કેમકે તેમાં પહેલાં તો બે ઈનીગ હતી કે બે કન્ટ્રીની થતી હતી તો બહુ જ મજા આવતી તી જોવાની કે બે કન્ટ્રી સામને કોમ્પિટિશન થતું હતું એકબીજા સાથે અને અત્યારે તો આઈપીએલ થઈ ગઈ છે ત્યારથી તો ઘ બધાને જ ઘણી મજા આવે છે અલગ અલગ કન્ટ્રીના ક્રિકેટરો જોઈન થઈને બ ભેગા મળીને એક ટીમ બનાવીને જે રમત રમે છે એમાં તો જોવાની બ ઘણી જ મજા આવે છે એટલે આપણે તો વિરાટ કોહલી અને ધોની જે રમત રમે છે તે ક્રિકેટ તે મેચ તો આપણે એકપણ છોડવાની વિચારી શકતા જ નથી તે તો છોડી શકાય તેમ થતું જ નથી તેમાં એ લોકો સરસ રીતે સામનાવાળાને હ સામનાવાળાને હરાવી ને જે મજા આવે છે એ જોવાની પણ ઘણી મજા આવે છે અને જે લોકો ઉત્સાહથી જોવા આવે છે પૂર આખું ગ્રાઉન્ડ અ ભરચક હોય છે અને જે રસાકસીની મેચ થાય છે એમાં તો જોવાની ઘણી જ મજા આવે છે